હલો હા રમેશભાઈ ડ્રેસવાલા બોલે હા રમેશભાઈ હું આનંદાલય સ્કૂલમાંથી ટીચર છું અને મે મારા બાળકનું તમને યુનિફોર્મ સિવવા માટે આપ્યો તો અવે યુનિફોર્મ સિવયા સિવયા આપ્યાને મારે ત્રણ અઠવાડિયા થઈ ગયા છે સ્કૂલમાં બીજા બધા છોકરાઓ યુનિફોર્મ પેહરીને આવવા માંડ્યા છે અને તમે મારા બાળકનો મને યુનિફોર્મ જ સીવી નથી આપ્યો તો એને રોજ એના ટીચર તરફથી સાંભડવું પડે છે અને આજે તો મને પ્રિન્સિપલ મેડમએ બોલાવીને કહ્યું કે બધા છોકરાઓના યુનિફોર્મ આવી ગયા છે તમારા બાળકનો નથી તો એ તમને ટીચર તરીકે શોભતું નથી તમારે તમારો છોકરાને યુનિફોર્મ પેહરીને બોલાવો પડે ને સ્કૂલમાં એવી રીતના તો ભાઈ મારે શું કરવું

હા હા હા હા

બરાબર હા

બરાબર હા એટલે આવતા અઠવાડિયે પાછું અમારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવે છે બરોબર એટલે તમે એવી રીતના થોડી ઉતાવળ રાખીને મારા બાળકનું તો બનાવજો જ બીજા બાળકોનો જે કોઈનો રય જતો હોય એ પેહલા જરી તમારા લિસ્ટમાં જોઈ લેજો અન બનાય આપજો એટલે અમારા ઇન્સ્પેક્શન વખતે અમારે ટીચરોને ના સાંભડવું પડે બરોબર હા એટલે હા હા હા હા પણ પાછું એવું ના કરતાં કે ઉતાવળમાં ડિજાઈન બીજાઈન બગડી જાય હા સારું કરજો ભાઈ હા હા હા હા ચલો ચલો આભાર આભાર